હા હું ટીવી શો શાર્ક ટેન્કથી વાકેફ છું આ એક રિયાલિટી કાર્યક્રમ છે જેમાં વેપાર અને ધંધામાં કઈ રીતે આગળ જવું અને રોકાણકારોને મદદ અને યોગ્ય સલાહ મળી રહી છે અને હા જે લોકોને વેપાર શરૂ કરવો હોય તે લોકો માટે આ શો ખૂબ જ ઉપયોગી છે કારણ કે તેમાંથી પૈસાની મદદ પણ મળી રહે છે જો રોકાણકારનો વેપાર અંગેનો જે નિર્ણય હોય તે રસપ્રદ અને તેમાં આગળ જવાય એવું હોય તો તેવા લોકો માટે તે ઉપયોગી બને છે અને મારા મત મુજબ વેપાર નાનો હોય કે મોટો તે માટે આપણે પહેલાંથી જ પૈસા અને સમય બંનેને સાથે રાખીને ચાલવું પડે છે અને વેપાર ક્ષેત્રે જોઈએ તો ટીવી શો આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે